મને રસોઈનો શોખ વધારે છે ઘરમાં બધાને મારા હાથની રસોઈ બહુ ભાવે છે તીલ બને ત્યાં સુધી અમે ઘરે જ બધુંય બનાવીએ છીએ અને બહારનું લેવાનું અમે પસંદ નથી કરતાં કારણ કે તાજુ લેવા માટે જ તાજુ ખાવા માટે છે ને વધારે આગ્રહ રાખીએ છીએ અને મારી રેસીપીમાં જે દાળ ઢોકળી જે બધાને બહુ જ ભાવે છે અને તે તુવેરી દાળની બને છે અને એમાં લોટ જે બાંધવાનો હોય થેપલાનો એ ઘઉના લોટમાં મસાલા બધા ધાણા જીરું મરચું મીઠું એ બધું મોણ એ બધું નાખીને થેપલા જેવો લોટ બાંધી એ ઢોકળી માટે એ અમે લોટ એમાં એના થેપલા વણીને એમાં નાખીએ છીએ અને વધારામાં એમાં અમે કોબીની કોબીની અને શિંગ દાણાની શિંગ દાણાનો ભૂક્કો કરવાનો અને કોબીને ઝીણી સુધારી એમાં બધો મસાલો ભરી થેપલાનો લોટ જે હોય એમાં નાની નાની પૂરી વણીને આ સ્ટફિંગ ભરી અને એ એ પણ અમે એમાં ઉકાળવામાં નાખીએ છીએ અને તુવેરની દાળ અમે એકદમ ઉકાળી થેપલા મોટા મોટા વણી એના કટકા કરી અને એમાં એ ઉકળતામાં અમે એ થેપલા નાખીએ કટકા એના અને દાળ ઢોકળીના ઓલા નાખ કચોરી નાખીએ થોડીક વાર ઊકળે રસો ઘટ્ટ થાય ત્યાર પછી એમાં કોથમરી અને એ બધું ભભરાવી અને એ અમે એમાં જમવામાં ઉપયોગ લઈએ છીએ લગભગ અમે રવિવારે જ બધા સાથે હોય ત્યારે જ અમે બનાવીએ છીએ કારણ કે ઈ વસ્તુ ગરમ ગરમ ભાવે એટલા માટે અમે રવિવારે બધા હાજર હોય એટલે અમે ત્યારે આ વધારે રાખીએ છીએ